નમસ્તે ઓલા સર્વિસ કેર તમે ઓલા સર્વિસ કેરમાંથી બોલો છો હું તમારી સર્વિસ છેલ્લાં બે વર્ષથી લેતો રહ્યો છું અને હું તમારા થ્રુ જ આઉટ ઓફ સીટી કાં તો ગમે ત્યાં જવું તો હું તો તમારા જ એપમાંથી જ ડ્રાઇવર બુક કરું છું અને સર તમારી સર્વિસ મને બહુ જ પસંદ આવી છે પણ આજે મારી જોડે બહુ ખતરનાક ઘટના ઘટી છે મારી જોડે એવી ઘટના ઘટી કે હું મારા ઘરથી મારે જવું હતું સાઠ કિલોમીટર દૂર અમદાવાદ પણ હું તો અમદાવાદ સરળ રીતે પહોંચી ગયો તમારા ડ્રાઇવરે સરળ રીતે સફળતાપૂર્વક અને શાંતિથી મને જ જરૂર લાગે તે તે સ્પીડ અ જાળવીને તેણે મને પહોંચાડી દીધો પરંતુ મને એક તકલીફ પડી છે અત્યારે મને મારો પાકીટ જેમાં મારું આધાર કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને મારા વ્યવસાયના અમુક કાગળિયા અને દસ્તાવેજ તે મારાં પાકીટમાં અને મારાં બેગમાં છે તે બેગ અને મારું પાકીટ તે મારી છેલ્લી રાઈડ તમારા થ્રુ થઈ છે એ ડ્રાઇવની કારમાં રહી ગઈ છે તો મને હું તમને રિકવેસ્ટ કરું છું કે તમે તમારા ડ્રાઇવરને કહો કે તમે જે મને જ્યાં ઉતાર્યો છે હું ત્યાં જ ઉભો છું મને ત્યાંથી મારાં ડોક્યુમેન્ટ આપી દે તો હુ તેને આવવા જવાનો ખર્ચ બી આપી દઈશ વત્તા કંપન્સ જે બી થતું હશે વળતર બોનસ તરીકે હું તેને આપીશ અને તમાર રા વ્યવસાયની અન્ય લોકો જોડે સ સલાહ સૂચના બી આપીશ કે તમારી વ્યવ કસ્ટમર કેરની સુવિધા બહુ સારી છે અને આ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે એ જ ભગવાનને હું પ્રાર્થના કરીશ